વધતા જતા પેટ્રોલના ભાવ બાઇકિંગ પર અસર કરી રહ્યા નથી પણ તે પ્રદૂષણ ઘણું કરે છે અને પર્યાવરણ માટે તે હાનિકારક છે જેથી કરીને અત્યારે ઇલેક્ટ્રિકલ બાઇકો અને ઇલેક્ટ્રિકલ વ્હીકલોનું ચાલુ થયાં છે અને ઇલેક્ટ્રિકલ વ્હીકલ જે ઓછા કિલોમીટરમાં લિમિટેડ કે મર્યાદિત કિલોમીટર કાપે છે જેમકે કલાક ચાર્જ કરો તો પચાસ સાઠ કિલોમીટર ચાલે છે પણ જે પેટ્રોલ હોય છે તો પેટ્રોલ આપણે પાંચસો કિલોમીટર સુધી ચાલી શકે તેટલું પેટ્રોલ પુરાવી શકીએ છીએ અને પેટ્રોલના ભાવ વધતાં જાય છે પણ તેની સામે રોજગાર બી વધતો જાય છે તેથી જે બધી વસ્તુનો ભાવ વધારો થાય તો પેટ્રોલમાં પણ થવાનો જ છે પણ તે પર્યા પર્યાવરણ માટે હાનિકારક છે તે વાત સાચી છે જેનાથી અત્યારે ઇલેક્ટ્રિકલ સ્ટાટ થઈ ગયાં છે પણ ઇલેક્ટ્રિકલ વ્હીકલો પણ થોડાં લિમ જેમ તે મર્યાદિત ટાઈમ મર્યાદિત તે ઘણો ઘણો ચાર્જ થવા માટે ઘણો સમય લે છે અને મર્યાદિત કિલોમીટર કાપે છે તેથી અત્યારે પેટ્રોલ પેટ્રોલવાળા બાઇકિંગ વધારે ઉપયોગી છે અને તે મોસ્ટલી સૌથી વધારે એ જ ચાલે છે ઇલેક્ટ્રિકલ અત્યારે ચાલું થયા છે પણ જે લિમીટ મર્યાદિત કિલોમીટર સ્ટુડન્ટ્સ માટે વિદ્યાર્થીઓ માટે કામની વસ્તુ છે જે બિજનેસ ધંધાકીય વસ્તુ માટે પેટ્રોલ પેટ્રોલ પેટ્રોલવાળા વ્હીકલો જ કામમાં લાગે છે